હા જી મારે તમને ફોન કરવાનો જ હતો સારું તમારો ફોન આવી ગયો તમે જ છો ને ડાયરેક્ટર અહં હમ્મ હં અહં હં હમ્મ હ અહં હ

એટલે આપણે એ ટાઇમના એનાં ઇમોસોન્સ દેખાડવાના છે કે એને કેટલું બધું ગિલ્ટી થાય છે કે મને ઓછા માર્કસ આવ્યા કે એને કેટલું દુઃખ થાય છે કે હું કઈ રીતે આ માર્કસ દેખાડીશ એટલે હું એ રીતે જ એમાં કરવાની ટ્રાય કરીશ જે મારું દુઃખ છે એ હું દેખાડવાની ટ્રાય કરીશ કે મને કેટલું બધું મારા મમ્મી પપ્પાએ મારા માટે બધાં સપના જોયા હતા અન એ હું પુરા ન કરી શકી એમ એ હું મારી એક્શનથી દેખાડવાની ટ્રાય કરીશ અને એમાં કાંઈ ડાઇલોક તો નથી ને ખાલી સીન ઓલાથી જ છે ને અહં હં અચ્છા અને ત્યારે ઘરમાં કોઈ હશે કોઈની હાજરી હમ્મ હમ્મ હમ્મ

અને તમારે એ કહેવાનું નથી તમારામાં એટલી હિંમત નથી હજી હમ્મ હમ્મ ઓકે હમ્મ

અચ્છા બોલ્યા વગર એ લોકોની સામેથી જ ચાલ્યું જવાનું

હમ્મ હમ્મ ઓકે ઓકે ડન એ રીતે જ કરીશું આપણે બાકી એવું હોય તો તમે થોડુંક સજેસન ને એ આપજો બરાબર ઓકે